જનરલી જો જોઈએ તો મનગમતી ગેમમાં મને ગેમમાં બહુ ઇન્ટરેસ્ટ હતો જ નહીં પરંતુ ઘણી વાર અમે નાનપણની અંદર સતોડિયું કે જે સાત ઠીકરી મૂકીને રમતા હતા અને એને બોલથી મારી અને ફેંકી દેવાની અને આજુબાજુ જે ઉભેલા હોય એ લોકો એ બોલ ઊંચકીને એકબીજાને મારે અને પછી એ અત્યારના તબક્કે જોઈએ તો કેરમમાં ઇન્ટરેસ્ટ ખરો કેરમ રમીએ લૂડો જેવી રમતો રમતા પણ મારી મારો ઇન્ટરેસ્ટ રમતમાં બહુ જ ઓછો હતો કારણકે મને મને મારા ઘરેથી થોડા એ રહેતા હતા કે જેથી કરીને અમે રમવા જઈએ તો બૂમાબૂમ કરીને અમને પાછા બોલાવી લે મારો સન છે જેને ક્રિકેટમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને એ અત્યારના તબક્કે અહીંયા આગળ રાજપીપળા ખાતે ક્રિકેટનું એ ચલાવતો હતો અને જેમાં એ કોચ હતો એને એ ઘણી જગ્યાએ નેપાળ બરોડા અમદાવાદ એ બધે વેરિયન્ટ ક્રિકેટની અંદર રમી આવેલો મને બહુ ક્રિકેટનો જોવાનો શોખ ખરો રમવાનો શોખ બોહુ ઓછો છે અને આ ટેનિસ પણ આ લોકો રમે તે આપણે જાણીએ પણ મને ટેનિસ રમવાનું પણ આવડતું નથી ટેબલ ટેનિસ રમતા હઉ પણ આવડતું નથી જેથી કરીને મારો મનગમતી ગેમમાં હું કશુંક કાંઈ પણ કહી શકું એમ નથી